મેં મારા પાનકાર્ડ પર મારા પિતાશ્રીની નામની ભૂલ જોઈ છે મારું આખું નામ છે સાહિલ શ્રૂજલ મહાનબહાદુર પણ ભૂલનાં કારણે મારા પાનકાર્ડ પર તેવું લખાઈને આવ્યું છે સાહી શ્રૃજલ બહાદુરભાઈ તો હું મારા નજીકનાં પાનકાર્ડ કાર્યાલય માટે આવ્યો છું તો મારે ભૂલ સુધારવા માટે કયા કયા કાગળની જરૂર પડશે ને તમે મને કેટલા ટાઈમ પર પરત કરીને આપશો તો તે પ્રમાણે હું મારા અગત્ય કાગળો હું તમને તમારી પાસે પહોંચતા કરી દઉં અને તમે મને મારું નવેસરથી મારું પાનકાર્ડ તમે મને બનાવીને પરત આપશો